સિવણ અને ગુંથણનું કામ સાડી બ્લાઉસ અને ચણિયા ચોળી બનાવવામાં ખૂબ જ જરૂર પડે છે ડિઝાયનર બ્લાઉસ પર અલગ અલગ ગુંથણ વર્ક જેવી સાડી હોય અને એ પ્રમાણે કરવું પડતું હોય છે

આ કામ ઝીણવટભર્યું હોવાથી ઝડપી થઈ શકતું નથી અને હું એના માટે બીજા માણસોની મદદ લઉં છું અને ત્રણ ચાર બહેનો આ સાથે મળીને આવું કામ કરીએ છે અને સિવણ માટે પણ સિવણ માટે સિલાઈ મશીનનો ઉપયોગ કરીએ છે